રીડીમ એટલે અમુક પૉઈન્ટ મળ્યા બાદ રોકડ કે આગળ ઉપરની ખરીદી માટે પ્રોત્સાહિત કરવા માટે મનાતી એક પદ્ધતિ છે જે વિવિધ કંપનીઓ દ્વારા પોતાનાં ગ્રાહકોને આકર્ષવા માટે તૈયાર કરતાં હોય છે હમણાં જ એમેઝોન ઉપરથી ઘણી બધી ખરીદી કરતાં મારી પાસે એક હજાર ઉપર જેટલાં રીડીમ પૉઈન્ટ મળ્યા છે જેના ઉપયોગ માટે આગળ ઉપરની ખરીદી કરવામાં આવશે તો તેમાંથી રીડીમના પૉઈન્ટ પ્રમાણે અમુક ટકા ડીસ્કાઉન્ટ મને મળી શકે એમ છે તેવી ઑફર પણ તેમાં જોઈ શકાય છે અત્યારે ખાસ કરીને ઑનલાઈન પેમૅન્ટ કરવાથી કે ખરીદી કરવાથી આવા પૉઈન્ટ મળતા હોય છે પરંતુ દ દરેક પૉઈન્ટ કે ઑફર દરેક ગ્રાહકને લાગુ પડે તેવાં હોતાં નથી જેમકે નવાં સીમકાર્ડમાં ડીસ્કાઉન્ટ મળે છે પરંતુ જ્યાં સુધી નવું સીમ કાર્ડ લેવાની જરૂરિયાત ઉભી ના થાય ત્યાં સુધી આ ઑફર કોઈ કામની રહેતી નથી કે પૉઈન્ટ કોઈ કામના રહેતા નથી તે જ મુજબ નવી બૅન્કમાં ખાતું ખોલાવવા તેમ જ ડીમેટ અકાઉન્ટમાં ખાતું ખોલાવવા પર પ્રોત્સાહિત કરવા માટે કેટલાક રીડીમ પૉઈન્ટ ખાસ કરીને ઑફર આપવામાં આવતાં હોય છે જે દરેક ગ્રાહકને લાગુ પડતું નથી તેમજ તેની લૅન્ધી પ્રૉસેસ હોય છે જેમાં સામાન્ય ગ્રાહક તેનો લાભ લઇ શકે તેમ હોતા નથી તેમજ કેટલાક કિસ્સામાં સીધો કૅશબૅક મળતો હોય છે આવા પ્રકારના રીડીમ ગ્રાહકોને સારી રીતે આકર્ષિત કરતાં હોય છે તો આ પ્રકારના રીડીમ માટે ખાસ કરીને કૅશબૅક રૂપે મળે તેમજ સરળ રીતે મળે તેવી સરળ પ્રક્રિયા બનાવવામાં આવે તો આ રીડીમનો સારો એવો ઉપયોગ થઇ શકે છે